કે મારા પાંચ નંબર છે તે એક હજાર એકસો ને બાવીસ પાંચ હજાર પાંચસો ને પંચાવન દસ હજાર એકસો ને દસ વીસ હજાર બસો ને બાવીસ પંદર હજાર પાંચસો ને પચ્ચીસ